હા કેમ છો મલિક સર હા બસ બસ રોશની બોલું બસ બસ તમારી ફેવરિટ રેસ્ટોરન્ટ તો કાયમ આવું જ છું તમને તો ખબર જ છે કે મારી મનપસંદ રેસ્ટોરન્ટ છે અચ્છા સાંભળો હું છે ને સાંજે આવવાની છે એ તો જે મારો ઓર્ડર આપ્યો છે ને જે કાયમ આપું જ છું બસ તો એ જ ઓડર રિપીટ કરવાનો છે આપણે મસાલા ઢોસા સમોસા અને વડા ઓકે ઉત્તપમમાં વિચારીશું કે શુ કરવાનું છું બસ તો આ ઓર્ડર તમે રાખજો એટલે સાત વાગ્યે આવીને બસ અમને જલ્દી ઝડપથી મળી જાય મારા મિત્રો સાથે હું આવીશ ઓકે મલિકભાઈ ચાલો કેમ છો બસ ચાલો ચાલો મળીયે ફરી હં